જયારે હું મારા બગીચામાં રોપેલા છોડને અને વૃક્ષને વિકસેલાં જોઉં છું ત્યારે મને નવીનીકરણ અને આશાની એક કિરણ દેખાય છે જેમાં હું મારા રોપેલા છોડને મોટું થતા જોઉં છું ત્યારે મને મારું ઉજ્જવળ ભવિષ્ય તેમાં દેખાય છે કે હું પણ જયારે નાનો હતો ત્યારે આવું એક છોડ સમાન હતો અને જયારે મોટો થયો છું તો મારામાંથી પણ અવનવાં બીજા છોડ ઉત્પન્ન થયા છે તેમજ મને એ વાતનો પણ ગર્વ છે તેમજ મને એ વાતનો પણ ગર્વ છે કે આ જ વૃક્ષને અને આ છોડને જોઇને મારું જીવન પણ મને સતત ચાલી રહેવાનું કહે છે અને નિર્દેશિત કરે છે તેમજ મેં જે વૃક્ષને પાણી પીવડાવીને મોટું કર્યું છે ત્યારે મને સમાજ પ્રત્યેની લાગણી અનુભવાય છે કે મેં મારા સમાજને એક એવું વૃક્ષ આપ્યું છે જે પોતાનામાંથી માણસને એનું જીવન જીવવા માટે ઑક્સિજન પૂરું પાડે છે તેમજ માણસ પોતાનાં શરીરમાંથી જે કાર્બન ડાયોક્સાઈડ કાઢે છે એને પોતાના પોતાની અંદર લે છે તો મને એ વાતનો ગર્વ છે કે મેં આ સમાજમાં તંદુરસ્ત જે ઈકો સિસ્ટમ ચાલું રાખવા માટે મેં એક વૃક્ષને પાણી પીવડાવીને મોટું કર્યું છે અને એ વૃક્ષને સમાજને સોંપ્યું છે તેથી હું એ વાતનો ગર્વ લઈશ કે મેં આ સમાજને એક વૃક્ષ આપ્યું છે તેમજ જયારે હું મારા બગીચામાં મેં રોપેલા અવનવાં ફૂલોનાં છોડને હું જયારે જોઉં છું ત્યારે પણ મને લાગણી અનુભવાય છે કે જે છોડ મેં વાવ્યા છે તે મારા બગીચાની સૌંદર્યતા તો વધારે જ છે જે મારા બગીચાની સોંદર્યા તો વધારે જ છે પરંતુ તે સમાજને એ ફૂલોનાં છોડ પોતાના અંદરથી આવતી સુગંધને પણ સમાજમાં ફેલાવે છે અને સમાજ તંદુરસ્ત રીતે જીવન જીવે એના માટે ઑક્સિજન પૂરું પાડે છે તેથી હું ગર્વથી કહું છુ કે મેં સમાજને એક એવું વૃક્ષ આપ્યું છે કે જે સમાજને સતત ચાલી રહેવાનું નિદેશ નિર્દેશિત કરે છે